હા જી કાશ્વી સ્ટોરે માંથી બોલો છો હા તમે જેકેટ્સ ને એવું રાખો છો ને અ શિયાળા એટલે વિન્ટર્સ માટે ઓકે કાયા કાયા મટેરીઅલ

અને હુંડીસ આવશે ને એમાં હુંડીસ અને વિન્ડ શીટર મળી જશે વિન્ડ શીટરજે પાટામટેરીઅલ અ મટેરીઅલ માં આવે એવું ઓકે અને આપડે જે ડેનિમ માં જે આવે છે ફેશન આવે જે આવા ડેનિમ અવેલેબલ ખરા ઓકે ડેનિમ ડેનિમ માં નથી એક પણ સારું અને સુ રેન્જ માં આવશે ઓકે અમારે ધારોકે ઉત્તરાખંડ જવાનો પ્લાન કરીયે છે તો એમાં અંદર વુલન હોઈ અને ઉપર જે પેલું રેક્ઝિન ટાઈપ થોડું મટેરીઅલ આવે ને કે વરસાદ પડે તો એમાં ભીનું ના થાઈ આવા જેકેટ મળી જશે ને અને લેડીસ માટે જે થોડા લોન્ગ જેકેટ્સ આવે એવા પાછળ થી ફર વાડા ઓકે અને તમે ધારોકે અમે સીઝે ને એવું મોકલાવી દઈએ તો તમે એ મોકલાવી શકો તમે જેકેટ્સ અમને ક્યુરીયર કે એવું કરી શકો સારું સારું ઠીક છે તો હું તમને પાછો કોલ કરી ને હું તમને ઓડૅર આપી દવ